રાજ્ય દવાખાનાની અપૂર્તતા અને સ્વાસ્થ્ય સંભાળ સુવિધાઓની અછતને કંઈક આ રીતે ધ્યાનમાં લઈ રહ્યું છે જેમ કે હોસ્પિટલ હોય ત્યાં જે બેડની સુવિધા છે એ વધારવામાં આવી છે આ ઉપરાંત જે ફાયર સેફટી છે તે પ્રત્યેક દવાખાનાની અંદર કંપલસરી કરવામાં આવી છે આ ઉપરાંત દવાખાનાની અંદર જ્યારે કોઈ એમર્જન્સી સુવિધા વધારે ઉપલબ્ધ કરવામાં આવી છે આ ઉપરાંત જે એકસો આઠ છે કે જે વ્યક્તિને પોતાના ઘરેથી લઈ જાય છે અને દવાખાના સુધી લઈ આવે છે તો એ લોકો વચ્ચે જે જે સ્પેસ છે એ ઓછી કરવામાં આવે છે જેથી કરી અને તે લોકોને યોગ્ય સારવાર મળી રહે આ ઉપરાંત દવાખાનાની અંદર સ્વચ્છતા છે તે જાળવી રાખવામાં આવે છે એટલા માટે રાજ્ય સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્ન કરવામાં આવે છે આ ઉપરાંત પ્રત્યેક દર્દીને યોગ્ય સારવાર મળી રહે એ માટે તેને જનધન યોજના છે કે પછી એવી ઘણી બધી રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા એવી યોજનાઓ બહાર પાડવામાં આવી છે મહાકાર્ડ છે કે જેના દ્વારા જે લોકો નથી પહોંચી શકતા કે જે લોકોને કંઈક મોટી બિમારી થઈ હોય છે એમાં એ લોકોને જે પૈસા ઘટતા હોય છે તો એ લોકોને સબસિડી મારફત સેવા આપવામાં આવે છે જેથી એ લોકો યોગ્ય સમય પર પૈસા મળે અને તેની સાથે જ તેનું જે પણ કંઈ કરવાનું હોય છે જે લોકો સ્વાસ્થ્ય સ્વસ્થ થાય એના માટે તો એનું કરવામાં આવે છે